હાલો હલો તમે હોમવર્કનું કાંઈ મોકલાવ્યું નથી કેમ એવાં ખોટાં બહાના મારે ખોટાં બહાના નથી જોઈતાં તમારા દરેક વખતે છે ને ખોટાં બહાનાં જ હોય છે ના કરવું હોય ને તો એમ કહેવાય કે મારાથી રહી ગયું છે નથી થયું આવી રીતના ખોટે ખોટા બહાનાં નહીં આપવાનાં કે મારા દાદા બીમાર હતા ને મારા કાકા બીમાર હતા ને એવું બધું મારે નથી સાંભળવું કાંઈ પણ એમ નહીં પણ કેટલા દરેક વખતે આવાં બહાનાં હોય જ છે મારે કેમ સાચું માની લેવું કે તમે તમે તમારા દાદા બીમાર જ હતા મારે કઈ રીતે સાચું માનવાનું કારણ કે દરેક વખતે ઓલી વાઘ આવ્યો વાઘ આવ્યો એવી પરિસ્થિતિ થાય છે દરેક વખતે તમે કાંઇકને કાંઈક બહાનું જ બતાવો છો હોમવર્ક નથી કરવું એટલા માટે દરેક વખતે બહાના બતાવો છો હવે તમારું સાચું બહાનું હોય તોય મને તો ખોટું જ લાગવાનું છે ને પણ એમ નહીં તો તમારા દાદા હવે જો તમે ખોટું બોલતા હશો ને તમારા દાદા કઈ હોસ્પિટલમાં હતા ને ક્યારે તમે ગયા હતા ને એ મને ફાઇલ લઈને તમે ભેગા આવજો હોમવર્ક પૂરું કરીને નહીંતર ન આવતા ક્લાસમાં ના એટલે તમે છે ને પછી ભૂલીને ભૂલીને ના આવતા હવે તમે હોમવર્ક કરી અને લઈને આવો અને ભેગી તમારા દાદાની ફાઇલેય લઈને આવજો એટલે મને ખ્યાલ આવે કે મેં જે તારીખે હોમવર્ક આપ્યું હતું અને કરીને લઈને આવવાનું હતું ત્યારે તમે ખરેખર ત્યાં હતા કે ન હતા તો મને હવેથી વિશ્વાસ આવશે બાકી હવેથી મને તમારા ઉપર હોમવર્ક નહીં કર્યું હોય ને કોઈપણ બહાનાં આપશો ને તો મને વિશ્વાસ નહીં આવે અને હવેથી તમે છે ને જ્યારે પણ હોમવર્ક પૂરું કરીને લઈને આવો ને ત્યારે તમે ફાઇલ ભેગી લઈને આવજો તો જ હું માનીશ અને પછીથી તમારો વિશ્વાસ કરીશ બાકી હું વિશ્વાસ ક્યારેય નહીં કરું ના પણ તમે ફાઇલ લઈને આવશો એ તમે કેમ નથી સ્વીકારતા કે હું હોમવર્ક કરીને આવીશ અને ભેગી ફાઇલ લઈનેય આવીશ કે આ મારા દાદાને એડમિટ કર્યા હતા હા અને અને હોમવર્ક પૂરું કરીને આવજો ઓકે સારું